ભારતમાં દરેક મોટા શહેરોમાં ભારત સરકાર તરફથી સિવિલ હૉસ્પિટલ શરુ કરવામાં આવે છે ત્યાં બધા રોગોની સારવાર વિના મૂલ્યે કરવામાં આવી છે હાલમાં ભારતમાં કૅન્સર અને ડાયબીટિઝનાં પેશન્ટની સંખ્યા વધી રહી છે

આની સામે યોગ્ય સારવાર મળી રહે તેમ કરવું જોઈએ અને જેમ બને એમ ભારતમાં કૅન્સર અને ડાયબીટિઝનાં પેશન્ટ ઓછાં થાય એવું કરવું જોઈએ અને જેમ બને એમ કૅન્સર અને ડાયબીટિઝ જેવા રોગોથી થતા મૃત્યુદરમાં ઘટાડો થવો જોઈએ હાલમાં અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલ બૅસ્ટ કૅન્સર ટ્રીટમેન્ટ તરીકે જાણીતી છે